હલો કેતનભાઈ વાત કરો એલ આઈ સી એજન્ટ એટલે એલ આઈ સીમાંથી ગૌતમભાઈ વાત કરું છું હવે તમારો નંબર મળ્યો તમારે એલ આઈ સી એજન્ટની પોલિસી ખરીદવાની હતી હા કઈ પોલિસી તમારે વાર્ષિક જોઈએ છે કે માસિક જોઈએ છે કે મંથલી બરોબર મંથલીમાં એવું છે કે તમે મંથલી એક હજાર રૂપિયા મંથલી ભરવાના થાય તેમાં તમારે પાંચ વર્ષ સુધી ભરવાના થાય મંથલી મંથલી તમને પાંચ વર્ષની અંદર પાંચ લાખ તમને કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય તમારું તો તમને દસ લાખ રૂપિયા મળે અને જો તમારે કંઈ ન થાય તો તમને આમ તમારું કુલ ઇન્શ્યોરન્સ થાય છે એ દસ લાખનું બરોબર તમારે ભરવાના થાય છે બે લાખ રૂપિયા જેટલું તો મંથલીમાં એવી રીતે છે અને પેલા તમારે લેવાની કઈ છે એ કહોને વાર્ષિક વાર્ષિકમાં એવું છે જો તમારે મંથલી પણ અ એ પંદરસો સત્તરસો રૂપિયા જેટલો હપ્તો આવે અને છ મહિને પણ હપ્તો આવે એવી રીતના બે બે હપ્તામાં પણ કરી શકાય તો તમે મંથ વાર્ષિકમાં કેવી રીતે હપ્તો રાખી શકો મંથલી કે છ મંથલી મંથલીમાં તો તમે સત્તાવીસોનો હપ્તો રાખોને એટલે તમારે અ તમારું એક વર્ષનું પ્રિમિયમ થાય એ લગભગ પંદર લાખ જેટલું થાય છે બરોબર તમારે આકસ્મિક મૃત્યુ થાય તો તમને પંદર લાખ રૂપિયા સુધી મળી શકે અને નહીં તો પછી તમને પાંચ લાખ રૂપિયા તમારું જે ટોટલ જે અમાઉન્ટ છે તમારે ભરવાના થાય અઢી લાખ રૂપિયા અને તમે પંદર વર્ષે પાંચ લાખ રૂપિયા મળે છ મંથમાં એવી રીતે છે તમારે ભરવાના થાય કંઈક તમારે ત્રણ લાખ જેટલું એમાં હું કે હપ્તાની સંખ્યા તો રૂપિયા થોડાક વધારે થાય પણ એમાં તમને શું કે ટકાવારી વધારે મળે એમાં તમને જે રીતે અનુકૂળ આવે એવી રીતે તમે મને જણાવો તમારે મંથલી લેવું હોય પછી તમારે કોઈ તમારે ના નાના બાળક હોય એની પણ વીસ વર્ષનું થાય છે એના બાળકના જે મેરેજ થાય ત્યારે એને વીસ લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે તમાર મંથલી દર મંથે સો રૂપિયા ભરવાના થાય હા એ નાના બાળક માટે છે એ બાળક અઢાર વર્ષ હું કહેવાય પાંચ વર્ષથી નાનું હોય ને એના માટે જ છે એ ઇન્શ્યોરન્સ બરોબર તો તમારી હા હા એ બાળક જ્યારે વી અઢાર વીસ વર્ષનું થાય જ્યારે એનું તમે મેરેજ કરો ત્યારે તેને વીસ લાખ રૂપિયા મળે પણ વીસ વર્ષ સુધી તમારે સો રૂપિયા મંથલી ભરવાના એટલે બાર મહિનાના તમારે એક વર્ષની અંદર બારસો રૂપિયા ભરવાના થાય આવી રીતના અઢાર વીસ વર્ષ જ્યાં સુધી તમે લગ્ન કરોને ત્યાં સુધી ભરવાના થાય વીસ વર્ષે લગ્ન કરો તો તમને બાવીસ વર્ષે લગ્ન કરો તો તમને વીસ લાખ રૂપિયા બરાબર કંઈ વાંધો નહીં તો તમે તમારા ડોક્કુમેન્ટ તમારું આધાર કાર્ડ મેડિકલ આધાર કાર્ડ જોઈશે પાન કાર્ડ જોઈશે પાન કાર્ડ છે તમારી પાસે બરોબર અને આધાર કાર્ડ અપડેટ કરાવેલું છે ને હા તો આપણી ઓફિસે તમે મને આ પહોંચાડી દેજો આટલું અને તમે રૂબરૂ આવો તો વધારે સારું કારણ કે તમારે ઓલી સાઈન કરવાની થશે આધાર કાર્ડ છે એ બધું સાથેને ફોટો સાથે લેતા આવજો તમે તમારા ડોક્યુમેન્ટ પોલિસી તમારી કરી નાખું નહીં નહીં એટલી ચાલશે પછી કંઈ વાંધો નહીં તમે ક્યારે આવશો કંઈ વાંધો નહીં ભલે સોમવારે આવી જજો બરોબર ભલે ભલે હાલો